ભીના હાથે વીજળીનાં તારને અથવા સ્વિચને અથવા કોઈ પણ વિદ્યુત ઉપકરણને અડવું એ જોખમકારક છે એમ કરવાથી ચેતવું જોઈએ તેમજ સમયાંતરે વીજ ઉપકરણોની ચકાસણી કરાવતાં રહેવી જોઈએ વાયરિંગ પણ બદલાવતાં રહેવું જોઈએ આમ કરવાથી વીજળીનાં અમુક ખતરાઓથી આપણે બચી શકીએ છીએ